ગુજરાતમાં વ્યાપાર કરવા માટે સરકારના અમુક કાયદાઓ છે તે મુજબ આપણે વર્તવું પડે છે દાખલા તરીકે રિટેલ દુકાન કરીએ તો ગોમાસ્તા ધારાનું લાઇસન્સ અને શોપનું લાઇસન્સ એસ્ટાબ્લિશ લાઇસન્સ લેવું પડે દાખલા તરીકે કેરોસીન વેચવાનું હોય તો કેરોસીન વેચવાનું લાઇસન્સ લેવું પડે અને અગ્નિશ આગ ન લાગે તેના માટેનાં સાધનો વસાવવા પડે છે તેવી રીતે અગર આપણે સિનેમા ઉદ્યોગ કરવો હોય તો સિને માટે પણ આટલું મોટું થિએટર તેના માટે બધા પ્રેક્ષકો સાથે બેસે તો તેમની આકસ્મિક જરૂરિયાતો અને કદાચ કે એક્સિડંટ થાય તો બહાર જલ્દી નીકળી જવાય એક્સિટ થઈ જાય તે માટેના બધી તે રીતનુ બાંધકામવાળું થિયેટર બનાવવું પડે છે અને હવા ઉજાસ અને જે પ્રેક્ષકો છે તેમની પૂરી કાળજી લેવાય તે માટે જરૂરી છે તે ઉપરાંત જો આપણે ઔદ્યોગિક કોઈ શરૂ કરવું હોય તો તે રહેણાંક વિસ્તાર કેટલું દૂર છે તે જોવું પડે એ ઉદ્યોગ ચાલવાથી આજુબાજુની જે વસ્તી છે તેને કોઈ મુશ્કેલી ન પડે તેમને કોઈ વિમાસણ ના થાય તે નો પણ કાયદો હોય છે તેનું ધ્યાન રાખવું પડે છે બીજુ કે એવી ઇન્ડસ્ટ્રી હોય કે જેનાથી પોલ્યુસન થતું હોય તો પોલ્યુટેડ એરિયામાં જ નોન પોલ્યુટ એરિયામાં જ આપણે ઉદ્યોગ શરૂ કરી શકીએ દાખલા તરીકે દમણની અંદર તમારો કોઇ બી ઉદ્યોગ કરો તો નથી કરાતો હવે તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જ કરી કરે કારણ કે તે નોન પોલ્યુટેડ એરિયા છે એટલે જે ધૂમાડો થાય કે જેનાથી લોકોના સ્વાસ્થ્ય ને તકલીફ પડે તેવા ઉદ્યોગ ત્યાં શરૂ કરાતા નથી આ માટે આપણે પોલ્યુસન કંટ્રોલનું સર્ટિફિકેટનું કાર કાર હોય તો કારને માટે નજીક રોળ સારો છે તે જોવું પડે છે હું તો ફોર વિલર ચલાવું તો ટુ વિલર માટે કે કાર માટે જો આપણે ચલાવીએ તો તેના માટે આરટીઓ પાસે નક્કી કરેલા રૂલ્સ મુજબ લાઇસન્સ લેવા પડે છે